જે મને યાદ છે તે પાંચ નંબરો અઢાર બસો બે દસ હજાર બસો બ્યાશી વીસ હજાર એકસો બે પચાસ હજાર ત્રણસોને ઓગણપચાસ